હેલો રાજેશ કેમ છે મઝામાં એમ ને એટલે આજે રજા છે તો મેં વિચાર્યું કે કંઈ મૂવી બૂવી કે વેબ સીરિઝ જોઈએ તને ખબર હોય તો સારી કહે ને ના એ તો મેં જોઈ લીધી એ સિવાય કંઈ હોય તો કહે હા પણ એ પણ આપણે બેઉએ જોઈ જ હતી ને સાથે જ જોઈ હતી પેલા વીકે જોઈતી ને આપણે હા હા કંઈ વાંધો નહીં મને એ તે કીધું એ સારી જ છે પેલી સૈનિકવાળી

તો એના માટે તારી જોડે કોઈ લિન્ક કે પછી નથી તો કોઈ વાંધો નહીં હું જોઈ લઉં ગૂગલ કરીને ચાલ ને એમાં હા તે જોઈ છે તો તને ખબર હશે ને કે આવું છે હા હા કંઇ વાંધો નહીં ચાલ એ મને રસપ્રદ જ છે હું જોઈશ અત્યારે હા ડાઉનલોડ કરીને ચાલ બાય